અમે ગુજરાતીઓ દરેક પ્રકારના નૃત્યને માણીએ છીએ અમારો શોખનો વિષય જ ખાવું પીવું અને નાચવું કહેવાય છે તો ગુજરાતીઓની ખાસિયતમાં એ લોકો કોઈપણ પ્રકારના મ્યુઝિકમાં દિલ ખોલીને નાચી શકે છે જુમી શકે છે અને હું મારા પોતાના પોતાની વાત કરું તો હું સૌથી વધારે પ્રિય નૃત્ય ગણું છું તો મારા ફ્રી દિલ ખોલીને ઝૂમીને નાચવું એને જ માનું છું મેં પોતે કોઈ ક્લાસ નથી કર્યા પણ નાનપણથી જ મારા ગરબા મારા શોખનો વિષય રહ્યો છે તો હું ગરબાને બહુ જ નાનપણથી લોકોને જોતી આવી છું કે દરેક સ્ત્રીની અંદર આ એક શોખ છુપાયેલો રહે છે ઘણી સ્ત્રીઓ દિલ ખોલીને નથી રમતી પણ જ્યારે પણ એને મ્યુઝિકનો અવાજ આવે છે ત્યારે જો એને આવડતું હોય કે ના આવડતું હોય પણ ગરબાનું મ્યુઝિક સાંભળીને દરેક સ્ત્રી ઝુમી ઉઠે છે અને ગરબા અમારા ગુજરાતીઓમાં દરેકે દરેક નાના પ્રસંગ હોય કે મોટા પ્રસંગ હોય કોઈક નાનો પ્રસંગમાં પણ ગરબાનું મ્યુઝિક મૂકીને લોકો દિલ ખોલીને ઝુમે છે દિલ ખોલીને ગરબા ગાય છે ગુજરાતીઓના ગરબા ફક્ત સુરત કે ગુજરાત પૂરતા સીમિત નથી પણ ગરબા લોકો આજે અમેરિકામાં પણ લોકો ગુજરાતીઓ વસે છે તો એ લોકોનો પહેલો પ્રોગ્રામ જ ગરબાનો હોય છે અને મને તો ગરબાના નાનપણથી જ શોખ છે તેમાં નવે નવ દિવસ અમે લોકો એક સાથે મળીને એક ગ્રુપ બનાવીએ છીએ અને ગ્રુપમાં દરેકે દરેક જ સારી જે જગ્યા હોય છે જ્યાં આ ગરબા થતા હોય છે નવરાત્રીના નવે નવ દિવસ રાતે બારથી એક વાગ્યા સુધી અમે ગરબા રમીયે છીએ ગરબાની દરેક અલગ અલગ રીત હોય છે એ રીત પ્રમાણે અમે લોકો ઢોલ હીંચ પોપટીયું સાદા ગરબા દોઢિયાં આ બધી રીતો અમે શીખીએ છીએ અને એ રીતોને અમે લોકો રમીએ છીએ સોસાયટીઓમાં પણ નાની મોટી સોસાયટીમાં પણ ગરબા નવરાત્રી દરમિયાન થાય છે તો અમે એ ગરબાઓમાં પણ ભાગ લઈએ છીએ અને દિલથી એ ગરબા અમે લોકો રમીએ છીએ ગરબા એ દરેક લોકોને ગમતી કળા છે અને કોઈ વ્યક્તિ એવું તમને ન મળશે કે જે ગરબા નથી રમી શકતું ગરબા રમવાના શોખ બહુ જ ઓછા લોકો એવા હોય છે જે એમ કે છે કે અમને ગરબા નથી ગમતા હા મ્યુઝિક ની શરૂઆત થઈ અને દિલ ખોલીને રમવું એ ગુજરાતીઓનો સૌથી પહેલો શોખ છે હા એને પછી ખાવાનું આવે છે પણ સૌથી પહેલું તો નાચવું જુમવું એ ગુજરાતીઓનો શોખ રહ્યો છે હું બહુ નાની હતી ત્યારથી હું આ બધી કળાઓમાં નિપુણ છું પણ મારા માતા પિતાની આર્થિક સદ્ધરતા એટલી ન હતી કે હું સારી તાલીમ લઈને આ વસ્તુ કરી શકું શીખી શકું હું તાલીમ ન લઈ શકતી હતી મને મેં જ્યારે પણ કોઈ સારા પ્રોગ્રામ હોય ટીવીમાં આવતું હોય કે કોઈક નાની વ્યક્તિથી લઈને મોટી વ્યક્તિ જ્યારે કંઈક નૃત્યને લગતી કોઈ વાત કરતું અથવા નૃત્યને લગતી કોઈ રીત કોઈ કળા વિશે કંઈ પણ માહિતી આપતું ત્યારે હું એને બહુ ધ્યાનથી સાંભળતી અને હું જલ્દી વસ્તુ શીખી પણ લેતી કે નૃત્યના નાના નાના અંગો નાની નાની રીતો દ્વારા અંગોના મરોડ અંગોની લચક કઈ રીતે લઈ શકાય છે માટે મારા માટે તો સૌથી પહેલો શોખનો વિષય જ નૃત્ય છે અને હું નૃત્યને દિલ ખોલીને માણી શકું છું